કંઈ નહીં બસ કામ બધું પૂરું કરીને હાલ બેઠી છોકરાઓ સ્કૂલે જતા રહ્યા બધું પતી ગયું

હં હં

બરાબર વાત છે એમ બી કેમ કે આખા દિવસમાં એટલે ત્રણ ચાર કલાક તો હોય જ છે આપણી પાસે સારું તો કોટનનું કોટનનું સૌથી સારું રહે કેમકે એ જ હવે લોકો પહેરે છે એની જ ડિમાન્ડ સૌથી વધારે છે હં અને આપણે કરવું હોય તો રેડીમેડનું કરીશું હોં કેમકે પેલું કપડાંનું ને એ બધું તો પછી નહીં ફાવે હં હં

હં એટલે મારી ઓળખાણમાં ત્રણ ચાર લોકો છે મારી સોસાયટીમાં બે ચાર લેડીસ કરી છે આનું તો એમની સાથે વાત કરીને એટલે કયા હોલસેલરથી એ લોકો લે છે અને એમનો કોન્ટેક્ટ કેવી રીતે એમણે વધાર્યું ને એ બધું એમને પૂછી જોઇશ કે કેવી રીતે બધું કરવાનુ તું બી તારા તારી ઓળખાણમાં કોઈ હોય તો તું બી એમને પૂછી જોજે કે શું કેવી રીતે કરવું કેમકે આપણને તો આમાં ખબર ના હોય ને ફસ્ટ ટાઇમ કરી રહ્યાં છીએ પોતાનું હં હં બરાબર છે કેમકે આપણે આપણી પ્રોફિટ માર્જિન જોવા જઇએ તો પછી તો પ્રોબ્લેમ થાય લોકો લે જ નહીં અને પાછું એકબીજાને કહે કે આમનાં જોડે ના લેશો તો સારું આપણે શરૂ કરીએ એટલે આપણે આ ટેક્સટાઇલનું જે આપણુું જે માર્કિટ છે ને તો ત્યાં આપણે જઇએ બે ત્રણ દિવસ પછી તું મને ફોન કર ટાઈમ કાઢીને આપણે જઈએ બરાબર છે બધું જોઈ આવીે કેમનું પ્રાઇસિન્ગ ને બધું કેમનું છે એ બે ત્રણ દિવસમાં જે લેડીસ જે કરી રહી છે હમણાં એમની સાથે બી વાત કરી જોઉં બરાબર ને હં હા સારું ચાલો સારું ચાલ તારો ફોન આવ્યો ચાલો બાય